હા બેન બોલો ને બસ મજામાં હોં તમે કેમ છો હા શું ચાલે તારક મહેતા ઉલ્ટા ચશ્મા એમ કે એવું છે એમ ને તમે ઓલો આપણે ભૂતવાળો એપીસોડ જોયો હતો કાલે મેં અડધો જ જોયો છે મેં આખો નથી જોયો એટલે હું તમને પૂછું છું કે મેં તમે જોયો છે કે નહીં એમ તો મને થોડીક આપોને મેં કીધું શું કહેવા માગે છે

હા હા જેઠાલાલનાં પત્ની દયા હા હં ઠીક એવું

હં ઠીક

કે ભૂત ન દેખાય હેં હા એ મેં અડધો જોયો હતો મેં આખો નહોતો જોયો એટલે મેં તમને મેં ફોન કર્યો મેં કીધું આ બેનને બેનને પૂછી લઉં મેં કીધું શું કહેવા માગતું હતું એમ મેં અડધો જોયો હતો આખો નહોતો જોયો એટલે

ઠીક એવું છે એમ ને હં હં

ઠીક એવું છે ઉડતું એ રિયલ બતાવ્યું કે

ઠીક એવું છે એમ ને હા ઠીક બહુ મજા એના હા હા એના પછીના હા એના પછીના એપીસોડ આવવાના છે એટલે મેં કીધું એમાં જોવાના છે એટલે હું આપણે કાલે હારે જ જોઈશું બે વાગ્યે હોં ને એપીસોટ હા હા હા મળીએ હા